આપણને ખબર જ છે કે આપણે જમીને વાસણ ધોવું પડે સાફ કરવું પડે અને પાછો તેનો ઉપયોગ કરવાનો જોઈએ એટલે એમ તે સાફ કરવું અનિવાર્ય બને છે સાંજે જમ્યા બાદ કરવામાં આવે બપોરે બ્રેકફાસ્ટ પતે પછી સાફ કરાય અને બપોરે જમીને સાફ કરે આમ વાસણ ધોવાની પ્રક્રિયા તો બધાને ખબર જ હશે બધાં પોતપોતના ઘરે કરતાં જ હશો એટલે એના વિશે આપણે થોડી માહિતી જાણીએ વાસણ ધોવા માટે સૌ પ્રથમ ચોખ્ખું પાણી લેવામાં આવે અને પહેલાં તો વાસણોને પલાળવામાં આવે એટલે જે તેલવાળું હોય કે મસાલાવાળું હોય તે થોડું લીલું થાય અને આપણે જ્યારે વાસણ ધોવા માટે સાબુ ડિટરજન્ટ વગેરે વાપરતા હશો તો એ છે જે આપણે એનાથી વાસણ સાફ કરી શકીએ સૌપ્રથમ આપણે વાસણ ધોઈ અને ચોખ્ખા પાણીમાં ધોઈએ પછી તેમાં ડિટરજન્ટ સાબુ સોડા વગેરેથી જે વાસણ ધોવાનો કૂચો આવે તેનાથી આપણે વાસણને સાફ કરીએ છીએ અને બધાં વાસણો સાફ કરીને સાઈડ પર મૂકીએ છે ત્યારબાદ એ વાસણોને પાણીથી ધોવામાં આવે છે જેથી ધોવાઈ જાય અને સાફ થાય આપણે ત્યારબાદ આપણે એ વાસણોને સ્વચ્છ પાણીમાં ડૂબાડીએ છીએ અને સારી રીતે સાફ કરીએ છે અને એનાથી આપણે એ વાસણો સારી રીતે સાફ કરી શકે એટલે એ વાસણને ધોયા બાદ આપણે સ્વચ્છ પાણીમાં ધોઈએ અને સારી રીતે સાફ કર્યા બાદ તેઓને એક ટોપલો હોય કે મતલબ ગમે તે વાસણ મૂકવાનાની તે હોય તેમાં આપણે વાસણો મૂકીએ અને વાસણો ધોઈ ધોઈને મૂકીએ અને પછી તેઓને એક જગ્યાએ પાણી બધું નિકળી જાય એ રીતે મૂકીએ આ વાસણો સાફ થયા બાદ તેઓને આપણે સુકાતા કરીએ અને જે વાસણ મૂકવાની જગ્યા છે ત્યાં આપણે એમને મૂકીએ એમ આ રીતે વાસણો સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ફરી ઉપયોગ કરવામાં આવે છે આથી તો આપ સૌને ખબર જ હશે કે તમે કઈ રીતે કરો છો અને અલગ અલગ વાસણો સાફ કરી શકીએ છીએ આપણે